મનોરંજનના સાધનોમાં મને ગમતી જે પ્રિય આમ કે પ્રવૃત્તિ હોય કે આજે તો ઘણાં બધાં એના સાધનો ઉપલબ્ધ છે અને મનોરંજન બાબતે ટીવીમાં અમને તારક મહેતાનો શો જોવો ગમે છે લોકગીતો કે આમ ટીવી અને જે આજના કોઈ પણ આધુનિક સાધનો છે મનોરંજન માટેના જેમકે ટીવી છે મોબાઈલ છે જે આપણને ઓનલાઈન માહિતી ઉપલબ્ધ છે એ બધી અને એ કઈ રીતે સાહિત્યમાંથી બને છે તો સાહિત્યમાં એનું ખેડાણ કઈ રીતે થયું છે આ બધું જાણવું એ મને મનોરંજન એ બધું જાણવામાં મને રસ છે આજનું જે કંઈ પણ સાહિત્યમાંથી જે કોઈ પણ મૂવી બને તો એ મારો પ્રથમ આમ કહો ને એમાં રસ છે એ મને જાણવું ગમે અને ટીવીમાં જો કંઈ પણ જોવું ગમતું હોય તો એ ધીરુભાઈના જોક છે લોકગીતો છે અમુક ડાયરા છે દોહા છંદ છપાખરા એ મને ગાવું ય ગમે અને મનોરંજનની પ્રવૃત્તિ ય હું કહી શકું મને એ સંભળાવવું ય ગમે બીજાને ચા નાસ્તો કરવો કે ગાંઠિયા ખાવા કે બહાર ફરવા જવું એ બધી મારી મનોરંજનની રીત છે વાંચનનો મને ઘણો બધો વાંચનનો ય શોખ છે એમાં હું મુખ્યત્વે વાંચન મારું સાહિત્ય સાહિત્યને લગતું જ એ મુખ્ય તો અને ગીતોમાં મને ઘણાં બધાં ગીતો સાંભળવા ગમે છે રેપ ટાઈપ હોય કે પછી ગરબા હોય કે પછી લોકગીતો છે કે પછી ઘણાં બધાં જોક છે એ જોક્સ સાંભળવા ય ગમે ને કરવા ય ગમે અને આ ઉપરાંત નૃત્યો ડાન્સ જોવા ગમે એ શીખવા ગમે એ ઉપરાંત પ્રવાસ જેમ કે અહીંયા ગુજરાતમાં તો ગિરનાર સાઈડનો મેં કરેલો ચોટીલા ગયેલો સોમનાથ સાઈડ ગયેલો દ્વારકા દ્વારકા સાઈડ છે તો દ્વારકા સાઈડનો દરિયો છે એ સાઈડથી દરિયાકાંઠાનો જે વ્યૂ છે એ ગમે અને સોમનાથ મહાદેવનું મંદિર છે ગિરનાર હું આમ તો કોઈ દિવસ ચડ્યો જ નથી પણ ગિરનાર ચડવો એ એક ચુનૌતી જેવું કામ કહી શકીએ આપણે કે હું ગિરનાર સાઈડ મારા ભાઈબંધ હારે જ ગયો હતો યુનિવર્સીટી તરફથી કે એમાં જે મારા ભાઈબંધ હતા એની હારોહાર અને મારે એ પહેલીવાર હતું કે જ્યારે હું ગિરનાર સાઈડ જુનાગઢ સાઈડ ગિરનાર પહેલી વખત ચડવો ગુજરાતમાં એ બધાંયને એની પરિક્રમા છે પરિક્રમાના સ્થળો છે એમાંથી ગિરનાર આપણે કહી શકીએ અને એમાં હું મારા ભાઈબંધ ભેગો ગયો હતો એમાં ભેગો મારા મામાનો ય છોકરો હતો કે અને એને ચડવાની ના પાડી ગિરનાર અને હું અને મારો ભાઈબંધને એ બધાંય અમે ગિરનાર ચડ્યા અને ત્યારે પુનમ હતી અને એ પુનમ અમે ભરી હતી ત્યારે બહુ એમાં મજા આવી હતી ચડવામાં મેં પહેલી વખતમાં ચડી લીધું હતું જો કે મારા ભાઈબંધોને બધાંયને એમ હતું કે એ ચડી નહીં શકે અને એ ઉપરાંત ઘણાં બધાં જે જોક્સ છે એ મને ગમે છે એ ઉપરાંત મુક્ત સમયમાં મો મોબાઈલમાં જે કંઈ પણ ગીતો છે કે પછી કંઈ પણ જાણવાને લગતું જેમ કે આ જ્યોતિ છે યોગા છે બધું મને ઓનલાઈન શીખવું ગમે છે આ બધી વસ્તુ મારા રસની બાબતો છે